મહેશભાઈ કેમ છો કેમ છો બોલો કઈ રીતે યાદ કર્યા નમસ્તે હા હા હા ઓ ના ના ના ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર તમે યાદ કર્યા મને આ બાબતમાં હવે એ હા જી જી જી એકચુંલી એનું સિઝન પહેલું આપણે પતી ગયું બરાબર માર્ચમાં પતી ગયું ને હવે હવે આપણે સિઝન કરવાના છીએ ને આમાં ચૂડેલ જે ખરી ને તે ટ્રાવેલર ચૂડેલ છે જે સોલો ટ્રાવેલર આપણે જે કહીએ ને તે છે તો એ ફરવા જાય અલગ અલગ દેશોમાં જાય આપણે આના માટે શો બી શો બી છે ને બ્રાઝિલ છે અમેરિકા કરવાના છે હા હા વિકાસ વાઘણ વિકાસ વાઘણ એમાં શું છે વાઘ વાઘ જે એરિયામાં રહે ને એ બધાં ક્ષેત્રોની અંદર લોકો કેવી રીતના એની સાથે ડીલ કરે છે એની બાબતમાં હતું હવે આ જે ખરું ને તે આફ્રી એમાં છે જ છે જ છે જ અરે

એ એમાં છે ને જુઓ આપણે પેલો જે ટેમર હતો ને આપણી પાસે જૂનો જે વાઘને ટ્રેન કરતો હતો ઓનસ્ક્રીન તે ભાગી ગયો છે એને એ બહુ ડરપોક માણસ હતો મને એની સાથે કામ કરવાનું નહીં ગમતું હતું હું મહિનાઓથી માનશો નહીં તમે એ તકમાં હતો કે મને તમારા જેવો કોઈ સરસ માણસ મળી જાય તો એ હા ચોક્કસ ચોક્કસ તમે આવો આવો બસ અરે તમે એક વિડીયો ખાલી મોકલો મારે ખાલી અપરુવલ જ કરાવવાનું છે બધા આપણાં ખીસામાં જ છે તમને ખ્યાલ છે ને ચિંતા નહીં કરતા બધું થઈ જશે તમારો જે મેન લીડ રોલ થશે એની ગણતરી મારી પર રાખો તમે હા એ એ એ એકવાર છે ને એકવાર તમે આપણા સેટ પર આવી જાઓ ને આપણા પ્રોડ્યુસર સાહેબને મળાવી લઈએ એટલે તમારો રોલ ફિક્સ હા હા હા એ તો એ એ તો બતાવેલી જ છે એનો સવાલ નથી

હા જોવું પડશે આ તો ખ્યાલ નહીં હતો આ વસ્તુનો થઈ જશે હા હા ચોક્કસ મોકલો મોકલો